હું મારી જાતને સ્વસ્થ રાખવા હું દોડવા જાઉં છું સવારમાં યોગા કરું છું અને બીજી ઘણી બધી પ્રવૃતિ કરું છું જેમ કે ફૂટબોલ રમું છું ક્રિકેટ રમું છું પછી ભમરડા ફેરવું છું સાંજે જમીને પછીને ચાલવા જાઉં છું અને હું યોગા કરું છું જમતી પહેલાં યોગા કરું છું જમ્યા પછી ને જમ્યા પછીના જે યોગા કરવાના હોય તે યોગા કરું છું અને બીજી ઘણી એક પ્રવૃતિઓ હું કરું છું જેમ કે યોગા કરું છું આસન કરું છું તેનાથી મને ઘણો ફાયદો થાય છે